ઝોમેટોમાથી વસ્તુ મંગાવવા માટે ઓર્ડર કરેલો અને તે મેં કાર્ડથી પેમેન્ટ ડાયરેક કરી દીધેલું છે પણ હજુ સુધી મને મારો મારી જરૂરિયાત હતી તે ડિલિવર થઈ નથી અને વાર થઈ ગઈ એટલે મેં પાછા જ્યાં આગળ ઓર્ડર પ્લેસ કરેલો ત્યાં પૂછ્યું કે ભાઈ મેં તો મારે તમને પૈસા જે મોકલેલા તે મારા એસએમએસથી મેસેજ આવી ગયો છે કે આટલા પૈસા તમારા ખાતામાં ડેબિટ થયા છે તો તમે જે તમારી ત્યાં કન્ફર્મ કરો કે તમારે ત્યાં ક્રેડિટ થયા છે કે નહીં કે બીજે ગયા છે કારણકે આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર માય ઓર્ડર